ભારતની મુખ્ય આબોહવા ત્રણ છે શિયાળો ઉનાળો અને ચોમાસું એ તો બધાને જ ખબર છે શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ પણ ભારતની ખાસિયત એ છે કે આ આબોહવા ત્રણ ચાર મહિના સુધી એકસરખી રહે છે શિયાળો ત્રણ ચાર મહિના સુધી ઉનાળો ત્રણ ચાર મહિના સુધી અને ચોમાસુ ત્રણ ચાર મહિના સુધી શિયાળામાં સારું સારી શાકભાજી આવે છે લીલોતરી શાકભાજી ખાવાની બહુ મજા આવે છે ધારો કે અમે ગુજરાતમાં રહીએ છીએ તો અમારે અહીનું ઊંધિયું એ સ્પેશ્યલ શિયાળામાં જ બને છે અને એ ખાવાની બહુ મજા આવે છે નોર્થમાં ભારતની નોર્થ ઉત્તરપ્રદેશ છે હિમાચલ છે એ એ બાજુ શિયાળો વધારે પડતો હોય છે એટલે ઠંડુ વાતાવરણ વધારે પડતું છે એટલા માટે ઉનાળા જેવા સમયમાં મે એપ્રિલ જેવા વખતે જેવા મહિને નોર્થ બાજુ ફરવાનું બહુ પસંદ કરે છે કેરેલા નીચે સાઉથ સાઉથમાં પણ બહુ ગ્રીનરી છે અને ત્યાં વરસાદ પણ બહુ પુષ્કળ પડે છે અને ભારતની આબોહવાની ખાસિયત એ જ છે કે ત્યાં ત્રણ ચાર મહિના સુધી એક સરખી આબોહવા જોવા મળે છે જે બીજા દેશોમાં જોવા મળતી નથી ક્યારેક વરસાદ તો ક્યારેક ઠંડી પડે ક્યારેક વર્ષા પડે અને ક્યારેક બરફવર્ષા પડે ભારતની આ જ ખાસિયતને કારણે અહીં રહેવાની ખૂબ મજા આવે છે